નમસ્તે સર હું કૃણાલ નાયક વાત કરું છું મેં ગયા અઠવાડિયે તમારી વેબસાઈટ પરથી પોતાનો જીન્સ મંગાવ્યો હતો એ જીન્સનો નંબર મારાથી ભૂલમાં ખોટો આવ્યો અપાઈ ગયો હતો એક્ચુલી મારો જીન્સનો નંબર બત્રીસ હતો અને તમે મને છત્રીસ મોકલી આપ્યો જેથી કરીને મારે હવે આ જીન્સ મારે બદલવો છે તો તમે મને કઈ રીતે મદદ કરશો જુઓ હું તમારો કાયમી કસ્ટમર રહી ચૂક્યો છું અને મારે હવે આ જીન્સ મારો જે મૂળ છે તે મારે જોઈએ છે થર્ટી ટુ નંબરનો થર્ટી સિક્સ નંબરનો મહેરબાની કરીને તમે લઈ લેશો એ મને બહુ દિલથી આશા છે અને થર્ટી સિક્સનો આપીને મને લઈને થર્ટી ટુ મને પાછો આપશો એવી મારી તહેદીલથી ઈચ્છા છે જેથી કરીને હું તમારી સાથે કાયમી ધોરણે સંકળાયેલો રહું જેથી કરીને ભવિષ્યમાં કષ્ટમર અને તમારા ઓનર તરીકેના રિલેશન્સ કાયમી ધોરણે બંધાયેલા રહે થેંક્યુ સો મચ સર